બાળકો તેમનાં મુક્ત સમયમાં મનોરંજન માટે અનેક કાર્ય કરતાં હોય છે અલગ અલગ બાળકો ઉપર આધાર રાખે છે કે તે શું કરે જ્યારે હું મારી પોતાની વાત કરું તો અમે જ્યારે નાનાં હતાં ત્યારે અમે મનોરંજન માટે ક્યારેક ટીવી જોતાં કાર્ટૂન જોતાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં તો બધાનો મતલબ સૌથી પ્રિય વસ્તુ રહેતી એ જોતાં આ ઉપરાંત બધી છોકરીઓ છે સે સાથે મળે તો ઘર ઘર રમે કોઈ બાર્બી સેટથી રમે કોઈ લૂડોથી રમે કોઈ સાપ સીડી આવી બધી ઇન્ડોર ગેમ્સ પણ રમતાં પકડમ પટ્ટી રમતાં કોઈ રેસ લગાવતાં અલગ અલગ ઘણી બધી ગેમ્સ હતી એ અમે રમતાં પણ અત્યારનાં બાળકોની વાત કરીએ તો અત્યારનાં બાળકોને લગભગ આવી બધી રમતોથી બહું પરિચિત નથી હોતાં અત્યારનાં બાળકો મોટા ભાગે મોબાઇલમાં પડ્યાં હોય છે મોબાઇલમાં ગેમ્ઝ રમતાં હોય છે વિડીયો ગેમ્ઝ અલગ અલગ જાતની રમતાં હોય છે ઇવન આજનાં તો બાળકો પણ સોશલ મીડિયા પર આવી ગયાં છે તો તે સોશલ મીડિયા પર થએલાં હોય છે ઘણાં બાળકો છે તો અત્યારે મતલબ બહું નાની ઉમરમાંથી જ એ લોકોએ સોશલ મીડિયા પર પોતાનું અકાઉન્ટ બનાવી લીધું હોય છે અને સોશલ મીડિયા પર કાર્યરત થઈ ગયાં હોય છે તો આજનાં બાળકોને ટૂંકમાં મનોરંજન માટેની જે આખું જગત છે તે બદલાઈ ગયું છે અને બહું વર્ષો પહેલાંની વાત કરીએ કે જ્યારે આજથી પણ જે ત્રીસથી ચાળીસ વર્ષ પહેલાનાં જે લોકો છે મતલબ જ્યારે એમનું બાળપણ હતું તો એ ત્યારે કહેવાયને કે એ જે બાળપણમાં એમણે જે રમતો રમી છે ને જે મનોરંજન માટે કાર્ય કર્યા છે તે બિલકુલ નિર્દોષ મજા મસ્તીવાળા કાર્યો હતાં જેમ કે અલગ જાતની રમતો રમવી ક્યારેક માત્ર પૈંડાઓ ફેરવીને પણ આનંદ મેળવવો આઠ આનાની કે એક રૂપિયાની સાઇકલ ભાડે મળે તો મનોરંજન માટે એ સાઇકલને ભાડે લઈ આવવી અને એ સાઇકલને ફેરવવી કારણ કે પોતાની પાસે સાઇકલ હોય પણ નહીં અથવા તો કદાચ લેવાનાં પૈસા ન હોય તો ક્યારેક ભાડાની સાઇકલ લેવી ઇવન મનોરંજન માટે પેલી ઈસ્ટો નવ કાંકરી એવી રમતો રમવી જેમાં આપણે હાથેથી ને જ આખું કાર્ડબોર્ડ પર બનાવામાં આવે એસ્ટ્રોનું આખું બોર્ડ ને એનાં ઉપર રમતો રમવાની થાય આ બધો કાર્યો એ પહેલાનાં જમાનામાં થતાં હતાં આપણા કદાચ દાદા પરદાદાઓ પણ આ પ્રકારની રમતોથી બહું માહિતગાર હતા અને આ પ્રકારની રમતો એ બધાએ રમેલી હતી આપણને ખ્યાલ છે તો ટૂંકમાં જેમ જેમ સમય બદલાય છે એ પ્રમાણે બાળકોની જે રમત રમવાની કેપેસિટી છે અથવા તો એમની ટેવ છે મનોરંજન માટેની જે અલગ અલગ વસ્તુઓ છે જેટલાં સાધન સામગ્રી અથવા તો આપણે ઓપ્શનો કહીએ તે બધાં પણ સતત રીતે બદલાતાં રહે છે હજી પણ કદાચ આગળનો સમય આવશે તો અત્યારે જે બાળકો સોશલ મીડિયામાં ને એમાં ક્યાંક રચ્યાં પચ્યાં રહે છે હજી કદાચ એનાંથી પણ આગળનાં સમયમાં કંઇક વધારે મોટું ભારે કે એવું પરિવર્તન પણ આવી શકે છે તો વળી કોઈ બાળકો બહું શાંત ને એ પ્રકૃતિનાં હોય છે તો એ મનોરંજન માટે પણ ક્યારેક પુસ્તકો વાંચવા પસંદ કરતાં હોય છે પણ એવાં બાળકો હવે બહું જોવાં નથી મળતાં પણ કદાચ ક્યાંક ક્યાંક જોવાં મળી જાય છે તો એ બાળકો વેકેશન હોય અથવા તો મનોરંજ માટે સ્પેશ્યલી વાર્તાની ચોપડીઓ અને એવા કંઇ પણ પુસ્તકો છે તેવું વાંચતાં રહેતાં હોય છે આવું પણ બનતું હોય છે તો દરેક દરેક બાળકે મનોનંજનનાં દરેક સાધનો છે એમાં પણ ફેરફાર થતો રહે છે